ગુજરાત વિશે પ્રવાસીઓને ગેરમાન્યતામાં કે ગુજરાતમાં દૂધ પીતી થાય છે ગુજરાતમાં તમે કહી શકો કે બલી ચડાવવામાં આવે બકરાની બલી ચડે છે ગાયની બલી ચડાવવાથી પાસ થાય છે ભગવાનને બલી ચડાવાથી આપણી પર ભગવાન પ્રસન્ન થાય છે એવી કે માન્યતા કહી શકો કે કોઈક સા સમજને લગતું કોઈ રૂઢિચુસ્ત નિયમો છે કે આવું દહેજના નિયમો છે કે જ્યાં લગ્ન પ્રસંગમાં દહેજના જે કૂટનીતિ જે રિવાજો છે તે ગેરમારથે ભરેલા હોય શકે છે જુદા જુદા સમાજમાં જુદી જુદી પરંપરાગત રીતરિવાજ હોય છે